આધુનિક જગતમાં ગુજરાતી ભાષા ઘણી પડકારોનો સામનો કરી રહી છે કેટલાક મુખ્ય પડકારો આ પ્રમાણે છે વિશ્વવ્યાપી ભાષાઓનો પ્રભાવ અંગ્રેજી અને વૈશ્વિક ભાષાઓની દબાણ હેઠળ ગુજરાતી ભાષાની લોકપ્રિયતા અને ઉપયોગ ઘટી રહ્યો છે ઘણી વાર બીજનેસ શિક્ષણ અને મીડિયા ક્ષેત્રે અંગ્રેજીનું વિશાળ ઉપયોગ જોવા મળે છે બાળકોમાં ભાષા અભાવ શિક્ષણની મૂલીક અને ઉચ્ચતર સ્તરે અંગ્રેજી ભાષાની વિશેષતા વધતી જતી હોવાથી ગુજરાતી મીડિયમ સ્કૂલ્સમાં ભણતા બાળકોમાં ભાષા પર્યાપ્ત ઉપયોગ અને લક્ષતા ઘટી જઈ રહી છે ડિજીટલ મીડિયા અને ટેકનોલોજીના કારણે પણ ગુજરાતી ભાષા પર ઘણી વિવિધ અસરો જોવા મળી છે ઓનલાઈન અને ડિજીટલ પ્લેટફોર્મમાં ગુજરાતી સામગ્રીનો અણુ તેમજ ગુજરાતી ટેક્સટિંગ અને કોમ્પી ટેક્સટિંગ માટે મર્યાદિત ટેક્નોલોજીકલ્સ સપોર્ટને કારણે ભાષા ઉપયોગ અને વિકાસ પર અસર પળી રહી છે સાંસ્કૃતિક વૈવિધ્ય અને વૈશ્વિકરણના સ્થાને પણ જોવા જઈએ તો તે દરે પણ ગુજરાતી ભાષા ખૂબ જ પડકારો સામનો કરી રહી છે વૈશ્વિકરણ અને લોકલ સોસાયટીમાં વધતી જતી સાંસ્કૃતિક મિશનના કારણે ગુજરાતી ભાષાની જડબેસલાક દૃષ્ટિમાં ફેરફાર આવી રહ્યો છે જે ભાષાના એકત્રિત સ્વરૂપને જોખમમાં મૂકે છે ઓનલાઈન અને ડિજીટલ પ્લેટફોર્મમાં ગુજરાતી સામગ્રીની ઉણપ તેમ જ ગુજરાતી ટેક્સ્ટિંગ અને કોંપ્યુટર ટેક્સ્ટિંગ માટે મર્યાદિત ટેકનોલોજી પણ સાથે સંકળાએલ ગુજરાતી ભાષા માટે ઘણો પડકાર સ્વરૂપ છે ભારત ક્ષેત્રે અગણના ગુજરાતી ભાષાની માધ્યમ તથા સાહિત્યિક મહત્ત્વ અને મર્યાદાઓ માટે અણસાર અને સમર્પણ ન હોવાના કારણે તેની મદદ અને વિકાસમાં અવરોધ આવે છે આ પડકારોને પાર પાડવા માટે શિક્ષણ મીડિયા અને સમાજ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવું અને તેને આધુનિક ટેકનોલોજી સાથે મેટ્રીગેલ કરવું ભાષાના લક્ષ્ય માટે સંકલ્પ પ્રયાસો કરવા મહત્ત્વપૂર્ણ છે વિશ્વવ્યાપી ભાષાઓનું પ્રભાવ અંગ્રેજીનો વ્યાપક ઉપયોગ અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ બીજનેસ વિજ્ઞાન ટેકનોલોજી અને મીડિયા ક્ષેત્રે થતો હોવાથી લોકો મરાઠી કે ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી પર વધુ આધાર રાખે છે આ ભાષાના વિકાસ માટે કેરિયરની તકો અને વિશેષનતા માટે અંગ્રેજી જાણવું મહત્ત્વપૂર્ણ બની ગયું છે જે ગુજરાતી ભાષાના ઉપયોગને મર્યાદિત કરે છે લોકલ ભાષાઓની ઘટતી માન્યતા જેમ કે વૈશ્વિકરણના યોગદાનથી સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતિઓની વૈવિધ્ય ખતમ થતી જઈ રહી છે જેના કારણે ગુજરાતી ભાષાના મહત્ત્વમાં ઘટાડો જોવા મળે છે બાળકોમાં ભાષાનો અભાવ પણ ઘણો જોવા મળે છે જે એક મોટું કારણ છે ગુજરાતી ભાષામાં પડકારો અંગ્રેજી મીડિયમ શિક્ષણ આજકાલ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી મીડિયમ સ્કૂલ તથા કોર્ષનો વિકાસ વધારી રહ્યું છે જેના કારણે ગુજરાતી મીડિયમ સ્કૂલ્સમાં ભણતા બાળકોને અંગ્રેજી ભાષાની વધુ સચેતા હોય છે પરંતુ ગુજરાતી ભાષા પરની સજાગતા અને કુશળતા ઘટે છે ડિજીટલ મીડિયા અને ટેકનોલોજી પણ ખૂબ પ્રભાવ પાડે છે ઘણી વાર ગુજરાતી ભાષા માટે ઉપલબ્ધ ડિજીટલ સામગ્રી એપ્લિકેશન અને ટેકનોલોજી મર્યાદિત હોય છે જેને કારણે ગુજરાતી ભાષાનો ઉપયોગ અને પ્રવાહમાં અવરોધ થાય છે ગુજરાતી ભાષા માટે સટ્ટા ટેકનિક અને યુઝર ફ્રેન્ડલી ઇન્ટર ફેશનની ઓળખ હોવાથી ગુજરાતી ટાઈપિંગ અને ટેક્સિંગમાં મુશ્કેલીઓ આવે છે જેમ કે કોમ્યુટરમાં ઇંગ્લિશ ટાઈપ કરવા કરતાં ગુજરાતી ટાઈપ કરવું ઘણું મુશ્કિલ બની જતું હોય છે સાંસ્કૃતિક મિશ્રણ પણ ખૂબ અસર પાડે છે વૈશ્વિકરણ અને વૈશ્વિક સંસ્કૃતિના પ્રભાવ હેઠળ સ્થાનિક સંસ્કૃતિક પરંપરાઓ અને ભાષા ઉપર અસર પડી રહી છે અભ્યાસિક અને સાંસ્કૃતિક ખ્યાલોને હિમાયત આપવાની જગ્યાએ વૈશ્વિક સાંસ્કૃતિક અને ભાષાઓને મહત્ત્વ આપવામાં આવે છે ભૌગોલિક સામાજિક અને વૈશ્વિક મિશ્રણની ગુજરાતી ભાષામાં પરંપરાગત સ્વરૂપ અને મૌલિક તત્ત્વોમાં ફેરફાર આપવાના સંકટ આ પડકારોને પાર પાડવા માટે શૈક્ષણિક સંસ્થાઓ મીડિયા ટેકનોલોજીને સમાનની નીતિ નિયમ તાણવું ગુજરાતી ભાષાનો પ્રોત્સાહન અને શોષણ માટે સંક્રવીત તેને આધુનીક ટેક્નોલોજી સાથે મેટીક્યુલેટ કરવી અને સંસ્કૃતિક અભિગમોને જાળવી રાખવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે ગુજરાતી ભાષાના મેઘ સાહિત્ય અને સંસ્કૃતિની યોગ્ય માન ન મળવાના કારણે તે ટકી રહેવા માટે અવરોધનો સામનો કરે છે